મેં ઘણા બધા એવા ફોટોગ્રાફસ પાડ્યા છે જેની પાછળ એક સ્ટોરી હોય છે બરાબર તો હું એક પ્રૉફેશનલ ફોટોગ્રાફ છું તો એટલે હું એવા જ ફોટોગ્રાફ લેતો હોઉં છું કે જેની પાછળ કોઈ સ્ટોરી હોય બરોબર ને કોઈ મોટો હોય એનું પાછળ તો મેં એક એવી તસ્વીર વિશે તમને કહું કે જે મેં પાડી હતી અને એ એવી સારી એવી છાપ એ તસ્વીરે છોડી હતી બરાબર એને એ મારી મનપસંદ છે એની પાછળ એક વાર્તા છે બરાબર એક સ્ટોરી છે તો એ શું હતી કે અમે જયારે ફરવા ગયા હતા બરાબરને તો મારા ફ્રેન્ડને જે લોકો છે એ બધા ફોટો ક્લિક કરાવતા હતા બરાબર તો એમે છે ને ફરવા માટે એક જંગલમાં ગયા હતા બરાબર તો જંગલમાં ગયા હતા તો જંગલમાં તો શું હોય અમને કાંઈ આઇડિયા ન હતું કે આપણે કઈ રીત ક્યાં જવું જંગલમાં કોઈ જાનવર હશે કે નહીં હશે બરાબર તો અમે તો એમ જ ચાલ્યા ગયા કે ચાલો કે ભાઈ ચલીએ અને ફોટો બોટો ક્લિક કરીએ તો અમે ગયા એક એવું સૂમસાન જંગલ હતું જેમાં અમે ફોટોગ્રાફી કરી બરાબરને સારા સારા સ્પોર્ટ હતા ત્યાં ફોટોગ્રાફી કરી અને મારા ફ્રેન્ડે પ કરી પછી એક ઇન્સિડન્સ શું બન્યું કે ફોટોગ્રાફી તો અમે કરી બરાબર પછી અમે એમ થયું કે ચાલો હવે અંધારું થતું હતું તો અમે ત્યાંથી ચાલ્યા ગયા અમને કંઈ દેખાતું પ ન હતું એટલું એટલે જંગલમાં કેવું હોય કે સાંજ થાય એટલે અંધારું થવા લાગે બરાબર તો નાઇટમાં પણ અમે થોડા એવા પિકચ પાડ્યા પિકચર પાડ્યા અને પછી ચાલ્યા ચાલ્યા આવ્યા અમે તો મારા ફ્રેન્ડે શું કીધું કે ચાલો ચાલો ભઈ હવે આપણે ચાલીએ રાત થાય છે જંગલમાં રાસ આખી રાત આમ ના રોકાય તો મેં કીધું કે ચાલો હવે ચાલીએ એમ રૂમ પર બરાબર તો અમે રૂમ પર ચાલ્યા ગયા અને અમને કંઈ આઇડિયા ન હતું અમે ચાર જણા હતા મસ્ત અમે જમી અને સૂઈ ગયા અને પછી શું થયું કે સવારે અમે જયારે ઉઠ્યા બરાબર અર્લી મૉર્નિંગ અમે ઉઠયા તો મારા ફ્રેન્ડે કીધું કે ચાલો ભઈ જે આપણે ફોટો જે લીધા છે એ આપણે એમ મોબાઇલમાં ટ્રાન્સફર કરી અને આપણે અહીં કોઈ એવી સોશિયલ મીડિયા છે ઇન્સ્ટાગ્રામ છે એના પર અપલોડ કરીએ તો સારા લાગે એમ તો શું થયું મેં લેપટોપમાં કનેકટ કર્યું બરાબર કૅમેરો અને એ અમે ફોટો જોવા લાગ્યા બરાબર ફોટો આવો મસ્ત ફોટો આવ્યા હતા બધા અને પછી જે મેં એક વાત કરીને કે નાઇટની તો જંગલમાં કેટલાંક આપણે કહી શકાય કે જાનવરો પણ હોય બરાબર અમે એનાથી અવેર ન હતા તો શું થયું કે મેં જયારે ફોટો જોતા હતા ને ત્યારે અમને એક ક્લિક થયું કે મારા ફ્રેન્ડ અને અમે બધા ઊભા હતા ટાઇમર સેટ કરીને અમે ફોટો લગાવ્યુ હતુ કેમેરુ રાખ્યું હતું સ્ટેન્ડમાં અને અમે ફોટો પડતા હતા તો અમને તો કાંઈ આઇડિયા ન હતું જંગલ હતું તો પછી અમને ફોટોગ્રાફરમાં અમે દે ફોટોમાં અમે જોયું કે અમારા પાછળ છે ને કે એ ચીત્તો ખડો હતો બરોબરને જે આપણે કહેવાયને ચીત્તા તો એ અમારા પાછળ હતો અને એ અમને જોઈ રહ્યો હતો ઝાડીમાંથી બરાબર અમને કાંઈ આઇડિયા જ ન હતો એના વિશે એ અમને જોઈ રહ્યું હતું એટલે આમ આપણે કહેવાય ને કે માત્ર પંદરથી વીસ ફૂટ જ પરે દૂર હતો એ અમને ઝાડીઓમાંથી જોઈ રહ્યો હતો એ અમને ખબર ન હતી અમે માત્ર જયારે ફોટોગ્રાફ જોયો ને ત્યારે અમને એ ખબર પડી કે આ આપણે જે અમે કર્યું એ એકદમ ડરાવન ડરાવન વાળી વાર્તા જેવું આખું થઇ ગયું સીન આવું ત્યારે પછી બધાને ધ્રુજારી ઉભી થઇ ગઈ પછી અમ અમે જે હોટૅલવાળા છે એમને પણ બતાવ્યું અમારું ફોટો કે આ તો એમને કીધું કે તમે જો તમે તો લક્કી છો એટલે પહેલાં પણ એવું ઇન્સિડેંટ અહીંયા થઈ ગયું હતું કે કેટલાય લોકો જંગલમાં ગયા હતા અને આવી જ રીતે ફોટો પાડતા હતા અને જે ચીત્તો છે એ એમને મારી નાખ્યા હતા લોકોએ તો મેં કીધું કે તમે તો લક્કી છો એટલે તમે બચ્યા નહીં તો તમે આજે પાછા પણ ન આવ્યા હોત ત્યારે અમે બધાની ધ્રૂજારી ઊભી થઈ ને આ જે છે ને વાર્તા એ મારા જીવનની એમ કહી શકાય ને એમ જે ફોટો છે એ અમારો બૅસ્ટ ક્લિક હતા અને જે એના પછીની જે સ્ટોરી છે ને એ આખી સ્ટોરી આ હતી